હાલો વિપુલભાઈ હા હું સંજય કલસરિયા બોલું તમારી પાસે નહોતો હું વીમા માટે આવ્યો હં હં હા હું વીમા માટે આવ્યો તો તમારી પાસે પોલિસી લીધી હતી મેં પહેલાં હા તો એ ઉપરથી મને મેં જ્યારે ઘરે આવ્યો તો એક મને કાગળ મળ્યો છે કે ભાઈ ઉપરથી કાંઈક કાગળિયું આવ્યું છે મેં જોયું તો એમાં રિમાન્ડ એટલે કે પ્રીમિયમ ચૂકવણીનું રિમાન્ડ મળ્યું બરાબર કે ભાઈ આપણે જે પાકમાં નુકસાન થયું ને એનું ભરવું પડશે આપણે તો હવે તેમાં વિપુલભાઈ એવું છે ને કે હમણાં મારી પાસે પૈસા તો કંઇ છે નહીં બરાબર ને તમને ખબર જ છે કે આ રોઝડા અને ભૂંડડા અને ખેતીમાં કાંઈ રહેવા દેતા નથી અત્યારે આપણે કરવું શું ને મારે દિવાળી જાય તો મારે મારા ભાઈનાં લગ્ન છે તો મારે ભરવું કેમ એટલે તે મેં તમારી પાસે ઓલી પોલિસી નહીંતર તો આપણે તો કે તમને ખબર જ છે અત્યારે કેટલી પોલિસી ચાલે છે બધા સબસિડી આપે હવે દવાના બી દવા અમુક ટેકો કરે વ્યાજ બાબતે પૈસા ન લઈ લે પણ મારાથી થતા નથી એટલે તમને તમારી પાસે ઓલી વીમા પોલિસી લીધી એમ ને મારે ભરવાનું અત્યારે તમને તો ખબર જ છે તમે તો મારી ઘરે આંટો મારવા આવ્યા કે ભાઈ તમને ખબર છે કે આપણાં પાસે પૈસા નથી આને ખેતીમાંય કાંઈ નથી એક તો વરસાદ એટલો થાય છે કે હવ ખેતીમાં આપણે રેશક જ એટલું છે કે આપણે વાડીમાં પાક કરવો શું પાક અત્યારે ઉત્પન્ન આ હાલો કે પાક થાય તો રોઝડા નથી રહેવા દેતાં ભૂંડડા નથી રહેવા દેતા ને કાંઈ ન હોય તો વરસાદ વધારે થાય તો રેશક થઈ જાય છે ને પાક બળી જાય છે ને મારા પૈસા ભરવા કેમ અરે વાત બધી સાચી પણ હવે મારથી પૈસા થાય એમ નથી એટલે તમે વિપુલભાઈ કાંઇક કરી જુઓ ને જો તમ તમારે એવું લાગે તો હું તમને કટકે કટકે પૈસા આપી દયે તમારું તમે પૈસા મારા કટકે તમને ખબર છે જો તમે મને ભીંસ મારશો તો હું વ્યાજમાં પૈસા લઈને તમને ભરી દે બરાબર તો મારે વીમા પોલિસીની જરૂર શું તમારી એમ મારે તો એ જોવું જોઈએ ને કે ભાઈ મારી પાસે પૈસા ને તમારી એ તમારે ઉપરથી કંઈક કરી દેવું પડશે મારી પાસે પૈસા એટલા બધા થાય એમ નથી જો તમે કહેતા હોય તો હું વ્યાજમાં લઈને તમને પૈસા ભરી દઉં બરાબર કાંતો કટકે કટકે પૈસા ભરી દઉં તમે મને કંઈક એવું લાગે તો તમે મને કંઈક વ્યાજમાં ટકાવારી ઓછી કરાવો તોય હું તમને પૈસા ભરી દઉં પણ મારી પાસેથી પાકમાં એટલે કે મારી ખેતીમાં તો કાંઇ થાય એમ નથી એટલે મારે એ પૈસા એ તમારા પૈસા મારથી થશે નહીં તમે દિવાળી સુધી ખમી જાઓ મારે પ્રસંગ છે મારા ભાઈનાં લગ્ન છે મારાથી પૈસા થતા નથી એટલે